અમારે વીજળી શિયાળામાં સૌથી વધારે હોય છે ઉનાળામાં બપોરે બે ત્રણ ચાર કલાક જેવું કાપ આવે છે અને ચોમાસાંમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે વીજળી જાય છે એટલે સૌથી વધારે વીજળી અમારે ચોમાસાંમાં ઓછી હોય છે અને શિયાળામાં સૌથી વધારે વીજળી હોય છે અને ઉનાળામાં ઋતુ પ્રમાણે બપોરે હોતી નથી